હેલો સ્વિગીમાંથી બોલો છો ઓકે ઓકે સર મેં જે ઓર્ડર કરાવેલો હતો ખીચડી અને શાક કઢી ખીચડીનો તો મેં બાવીસ ચોત્રીસ હજી સુધી સર એ આવેલો નથી અને આમાં વીસ મિનિટ બતાવે છે તો પોણો કલાક થઈ ગયેલું છે તો છોકરાઓ સર ક્યારના રાહ જુએ છે તો હવે મારે આ ઓર્ડર કેન્સલ કરાવવો છે કારણ કે હવે મને આ ઓર્ડર જોઈતો જ નથી અને મેં મારા પૈસા જે રિફન્ડ મેં આપેલા છે એ મને પાછા જોઈએ છે તો મને મારા ખાતામાં એ પૈસા રિફંડ મળે એના માટે વિનંતી